હાલો હા જી બોલો બરાબર છે મેમ તમે ક્યાંથી છો બરાબર છે તો હવે સુરતની તો વાત કરું તો સુરતમાં તો અમારે ત્યાં ખાવાની દરેક આઈટમો ખૂબ જ વખણાય છે એમાં પણ અમારા સુરતીઓની સવાર તો ખમણથી જ થાય છે ખમણ લોચો અત્યારે તમે કઈ બાજુ છો કયા એરિયામાં છો ઓકે તો તમે મેપ ઉપર છે ને પાલનપુર પાટિયા વિસ્તાર લખશો ને તો જલારામ જય જલારામ કરીને આવશે બતાવશે તમને ત્યાંનો ખમણ અને લોચો નાસ્તા માટેનો ખૂબજ પ્રખ્યાત છે પછી જો તમે સાંજના નાસ્તા માટે તમે જવા ઇચ્છતા હોય તો આપણે પ્રાઇમ આર્કેટ તમે સર્ચ મારજો પ્રાઇમ આર્કેટના જે ચાર રસ્તા છે ત્યાં ફાસ્ટ ફૂડની બધી લારીઓ તમને મળી રહેશે સરળતાથી એ પણ ત્યાંની ખૂબ ફેમસ છે અને જો ફેમેલી સાથે તમે પ્લાન કરતાં હોય લંચનો કે ડિનરનો તો આપણે ત્યાં કાઠિયાવાડી હોટલો પણ છે પંજાબી હોટલો પણ છે બરાબર શ્રી કાઠિયાવાડી ખોડિયાર ઢાબા પણ છે પછી આપણે થ્રી સિકસ્ટી ફાઈ કિચન પણ છે લેમન ગ્રાસ પણ અહીંયા પાછળના રોડ પર આપણો નવો જે રોડ અમારો રોડ છે ગૌરવ પથ રોડ ત્યાંથી તમે સર્ચ મારશો ને એટલે તમને બતાવી દેશે એ પણ હોટલ સારી છે અને અહીંયા જો રેડિયન્ટ સર્કલ પાસે તમે રેડિયન્ટ સર્કલ પણ નજીક પડશે તો રેડિયન્ટ સર્કલ પાસે કોનકોડ છે ત્યાં ચાર રસ્તા પર જ છે ફર્સ્ટ ફ્લોર પર છે કોનકોડ તેનું ખાવાનું પણ એકદમ બેસ્ટ છે ઓકે ઓકે ઓકે ઓકે વાંધો નહીં વાંધો નહીં હા હા ઓકે ઓકે સારું ઓકે વેલકમ